અરે અરે આ શું થઈ ગયું મારા સોપિંગ કાર્ડમાં ડુપ્લીકેટ હેડફોન્સ ઉમેર્યા છે અરે અરે ભાઈ આની તો કંઈ મને જરૂરેય નથી એ જે હેડફોન્સ છે જે મને ડુપ્લીકેટ તરીકે મળે છે એને મારે દૂર કરવા છે હવે હું શું કરું આનો ડીલીટ ઓપ્શન શું છે કંઈ દેખાતો નથી હવે મને સમજાયું આને હું ડીલીટ કરવા માગું છું કે જે વધારાની જોડી હેડફોન્સની મને મળી છે એ કેન્સલ કરવાની છે અને મને જે એક ઓફીશીઅલ રીતે જે હેન્સફોન્સ મળે છે એની જ મને જરૂરિયાત છે